હલો લેન્ડલાઇન કંપનીથી વાત કરો છો હા તમારું ફોનનું લેન્ડલાઇનનું બિલ આવ્યું જ નથી ત્રણ મહિનાથી હું એડ્રેસ ચેન્જ કરીને ત્રણ મહિના થઈ ગયા અને તમે મારું લેન્ડલાઇનનું બિલ આપતા જ નથી મારું સરનામું ચેન્જ કરીને ત્રણ મહિના થઈ ગયા અને મારું લેન્ડલાઇન બિલ તમે જૂના મકાન પર જ આપો છો હું કેટલાય દિવસથી ધક્કા ખાઉં છું ઓફિસમાં તમારા હા હું કેટલા દિવસ ધક્કા ખાઉં છું અને તમે મારું સરનામું ચેન્જ જ નથી કરતાં મારું નવું સરનામું ઉપર તો તમે લાઇટ બિલ આપતા જ નથી તમે મારું લાઇટ બિલ જૂના મકાન પર આપો છો ઉપરથી ત્રણ મહિનાથી મારી પેનલ્ટી વધી ગઈ છે તો એ પેનલ્ટી તમે કટ કરીને આપજો નવું બિલ હું તે બિલ ભરવાની નથી પેનલ્ટીની પેનલ્ટીની રકમ ભરવાની નથી કારણ કે તમે આપતા જ જૂના મકાન પર આપે તો હું કેવી રીતના ખબર પડે કે મારું લાઇટ બિલ કહા આવ્યું છે એમ હા તો એ તમે લેન્ડલાઇન બિલ મારા નવા મકાન પર આપો અને એમાંથી તે પેનલ્ટીની ફી કટ કરજો હું તે ભરવાની નથી કારણ કે હું કેટલા દિવસથી ધક્કા ખાવી છું રિક્ષામાં બસમાં આવીને તમારા ઓફિસ પર અને તમે આ કામ નથી કરતા બીજા બધા ઓફિસવાળા તો ત્રણ દિવસમાં કામ કરી આપેને તમે તમ તમારે તો ત્રણ મહિના થઈ ગયા તમે તો ત્યાંથી બેસીને ખાલી ફોન કરી મૂકે તમે ખાલી બેસીને ફોન કરે હું કેટલા દિવસથી ધક્કા ખાઉં છું અને મેં હું વધારે પૈસા તો ભરવાની નથી એટલે તમે તે પેનલ્ટી કાઢીને જ આપજો નવું બિલ અને એ મારા નવા મકાન પર જ આપજો જૂના મકાન પર નહીં આપતા મને કેવી રીતે ખબર પડે કે જૂન મકાન પર લાઇટ લેન્ડલાઇન બિલ આવ્યું છે એમ કેટલા દિવસથી ધક્કા ખાઈને તમને કહ્યા કરું તમને ખબર નહીં પડે લાઇનમાં ઊભી રઈને આવાનું અને તમે કામ નહીં કરે ને ઉપરથી તમે ત્યાંથી ફોન મારીને બિલ ભરો એમ કે

તો હવે તમે મારા નવા મકાન પર આપજો અને તેમાંથી પેનલ્ટી કાઢીને આપજો કારણ કે હું ભરવાની નથી પેનલ્ટી ભૂલ તમારી છે હા હા ચાલો સારું